અમે રસોઈ બનાવવા એવી ભૂલો પણ કરી છે કે જે અમને પેલા રસોઈ વિષે કેવી રીતે બનાવવી એ આવડતી ન હતી જે પરવળના શાકમાં પાણી રેડી ચડ્યું હતું પણ પછી એ પાણી બાળી નાખ્યું અને શાક ધીરા ગેસે ઉપર ચડ્યું જીવનમાં રસોઈ બનાવતી વખતે ઘણી બધી ભૂલો પણ કરી છે એ ભૂલો એ રસોઈ બનાવતાં શિખવાડી દીધું કે રસોઈ કેવી રીતે બનાવવી જોઈએ સ્ત્રીના જીવનમાં મોટું કામ હોય તો એ રસોઈ છે રસોઈ બનાવતી વખતે તેમાંથી બહાર આવવા માટે રસોઈ વપરાતી વસ્તુઓનો જુદો જુદો ઉપયોગ કરીને રસોઈ સ્વાદિષ્ટ બનાવતા અમો શીખી ગયાં છીએ એકવાર સેવ સરમાં પાણી વધારે પડી ગયું હતું પછી એ રસો જાડો કરવા માટે બાફેલા બટાકાને ક્રશ કરીને નાંખી રસો જાડો કર્યો હતો એમાં ચણાનો લોટ પણ નાંખી શકાય છે જ્યારે મને ખબર ન હતી પણ હવે છે